નવજાત શિશુઓ જ્યારે જન્મે છે ત્યારે તેના પ્રથમ દિવસએ તેને મધ ચટાડવાની પ્રથા છે પરંતુ તે મને ખોટી લાગે છે એવું ના કરવું જોઈએ અને પછી તેની બાબરી કરાવામાં આવે છે જ્યારે તે મોટું થાય ત્યારે તેના વાળ કાઢવામાં આવે છે અગર કોઈ બીમારી થાય તો તેને ડામ મૂકવામાં આવે છે